જે મને યાદ છે તે પાંચ તારીખ અગિયાર ઑગસ્ટ ઓગણીસો સત્તાણું છવ્વીસ જૂન બે હજાર પાંચ પંદરમી ઑગસ્ટ ઓગણીસો સુડતાલીસ ઓગણત્રીસ જૂન ઓગણીસો છન્નું અને બે જાન્યુઆરી બે હજાર બે છે